રાજ્યમાં વધતા જતા સ્વાસ્થ્યસંભાળના ખર્ચને ધ્યાનમાં લેતી વખતે કેટલીક મહત્ત્વની બાબતો છે અને એ બંને સકારાત્મક અને નકારાત્મક દૃષ્ટિએ મૂલ્યાંકન કરાવી શકાય એ તેમાં હોઈ શકે કે ઇ લાગત વધારવાના કારણો કે જે વૃદ્ધિ માટેની જરૂરિયાત હોય કાં તો જીવનશૈલી અને પર્યાવરણનુંથી એનું લેવાદેવા હોય કાં વૃદ્ધિનો અંદ આજો હોય પછી સકારાત્મક પગલાં પણ હોય છે જેમાં પ્રતિરોધક સારવાર કરવામાં આવે સરકારી યોજનાઓ કરવી લાવામાં આવે અને સસ્તું અને ઉપલબ્ધ સ્વાસ્થ્યસંભાળ બધા લોકોને આપવામાં આવે સહકાર અને સામાજિક ભાગીદારી પબ્લીક અને પ્રાઇવેટ સેક્શનમાં બંનેનો સહયોગ હોઈ સકે અને સામાજિક સહાય પણ આપવામાં આવી શકે છે શિક્ષણ પણ આપી શકાય અને સમજાવટ અભિયાન હોઈ શકે જ્યાં આગળ લોકોને સ્વાસ્થ્યસંભાળ માટે યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપવામાં આવે